લોકોને દોડવું એ ખૂબ જ સારી વસ્તુ છે અને ઘણા લોકો સાંજે દોડવાનું નક્કી કરે છે અથવા કોઈ લોકો સવારે દોડવાનું નક્કી કરે છે હું કહું છું કે સવારે દોડવું એ આપણા હેલ્થ માટે વધારે સારું પડે છે કારણ કે સવારમાં આપણે જ્યારે ઊઠ્યા હોઈએ ત્યારે આપણા શરીરમાં ખૂબ જ શાંતિ અને એકદમ નવા કોષો જગ્યા હોય છે તે આપણને આપણી ફિજિકસ સુધારવા માટે મદદ કરે છે તો સવારે દોડવું એ વધારે સારું છે અને આપણે તેમાં આપણને જે સમય ગમે તેટલા સમય સુધી આપણે દોડી શકીએ છીએ જેમકે આપણને કલાક દોડવું હોય તો કલાક કલાક દોડી શકીએ અડધી કલાક પણ દોડી શકીએ છીએ અને દોડવા માટે સ્પેસયલ મેરેથોન પણ રાખવામાં આવે છે જેનાથી લોકોની ફિજિકસ સુધરે

જેમાં રોજ રોજ દોડવા માટે તે લોકો નવા નવા ગામમાં જાય છે અને દોડવાને પ્રોત્સાહન કરવા માટે ભાષણ પણ આપે છે અને તેમને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરે છે અને લોકો સવારે દોડે કે સાંજે દોડે પણ દોડવા જવા માટે એક સમય નક્કી કરવો એ જરૂરી છે અને કેટલા સમયમાં માટે કરવું એ પણ નક્કી હોવું જોઈએ તેનાથી આપણા શરીરને સરખું હેલ્થ સારી રહે અને સરખું પ્રવાહ મલે લોહીનું તેનાથી આપણા શરીરમાં ખૂબ જ સારા ફેરફાર આવે છે અને આપણા હ્યદયને સારા લોહીનું હલન ચલન થાય તેનાથી આપણા હ્યદયને પણ સારું રહે છે